મોટા ભાગે જે પ્રૌઢ લોકો હોય એ આમ તો શારીરિક ક્ષમતાનો જેમાં ઉપયોગ થતો હોય એવી રમતો ખૂબ ઓછી રમી શકતાં હોય છે ઘણાં બધાં એવાં અપવાદો હોય છે કે જે લોકો રમતા હોય છે પણ મોટા ભાગે ઓછા રમતાં હોય છે કારણ કે હવે એમની એ ઉમર થઈ ગઈ હોય છે કે જે શારીરિક ક્ષમતાનો ઓછો ઉપયોગ કરે એવી રમતો એ રમતા હોય છે જેની અંદર માનસિક ક્ષમતાનો વધારે ઉપયોગ થતો હોય અથવા તો નહિવત એવો શારીરિક ક્ષમતાનો ઉપયોગ થતો હોય એવી રમતો એ વધારે જોવા મળે છે જેમકે આપણે જોઈએ તો વધારે પ્રૌઢ લોકો હોય તો ગામના ચોરે ભેગા થઈને બેઠાં હોય તો ત્યારે ક્યારેક એ લોકો પત્તેથી રમતાં હોય છે પત્તે પણ રમવાની ઘણી બધી અલગ અલગ રમતો હોય છે જે એ લોકો રમી શકે ઘણીવખત પૈસેથી પણ પત્તે રમતાં હોય છે અને ઘણી વખત ફક્ત સમય વિતાવવા માટે પણ પત્તે રમતાં હોય છે પછી ઘણી બધી એવી બીજી રમતો છે કે બે જે બેસીને રમી શકાય જેમકે કેરમ છે ચેસ છે એવી બધી રમતો પણ રમતાં હોય છે અને હવે તો આ નવું આવી ગયું છેને કે લૂડો તો એ લોકો એ ફોનની અંદર એવી રમત પણ રમતાં જોવા મળે છે કે જે ચાર જાણા પાંચ જાણા એકસાથે બેસી અને રમી શકે ક્યાં એ લોકોએ એમના સમયે જ્યારે એમનો સમય હોય ત્યારે તો એ લોકો બધી શારીરિક રમતો રમી લીધી હોય છે પણ હવે એમની ઉમર અને એમની શારીરિક ક્ષમતા બંનેઓ સાથ નથી દેતી કે એ લોકો કોઈ એક શારીરિક રમત જેમાં શારીરિક શક્તિની જરૂર હોય એવી રમતો રમી શકે જેમકે ક્રિકેટ છે ફૂટબોલ છે હોલી વૉલી બોલ છે તો બેડમિન્ટન છે આવી રમતો એ લોકો ઓછી રમી શકતા હોય છે એટલે એ લોકોને ના છૂટકે પણ આવી જ રમતો રમવી પડતી હોય કે જે બેસી અને શાંતિથી રમી શકાય તો એમાં ભારતની અને ગુજરાતની તો સૌથી લોકપ્રિય રમત પત્તા જ છે કે એક ગામને ચોરે ભેગા થઈ જાય બધાં લોકો અને પછી પત્તા રમવાનું ચાલુ કરી દે પછી અમુક અમુક જગ્યા એવી હોય કે જયાં લોકો પોતે રમતા હોય તો ત્યાં એ લોકો બીજી પોતાની કોઈક રમત શોધી લે કે સમય તો વિતાવવોને ગમે એ રમતો રમીને તો એ લોકો પછી એમની બીજી અલગ અલગ કોઈ એમ એવી રમતો શોધી લે કે જેનાથી એમનો સમય આરામથી નીકળી જાય અને જેની અંદર નહિવત એવી શારીરિક ક્ષમતાની જરૂરત પડતી હોય એમાં નામે જે મેં હમણાં ઉદાહરણો આપ્યાં તો ચેસ એક એવી રમત છે કે જેની અંદર શારીરિક ક્ષમતાની ઓછી જરૂર પડે ને માનસિક ક્ષમતાની વધારે જરૂર પડતી હોય છે તો પ્રૌઢ લોકો હોય એની શારીરિક ક્ષમતા નહિવત થઈ ગઈ હોય છે પણ માનસિક ક્ષમતા તો એની અંદર હોય છેને તો એ લોકો ચેસ રમતા હોય છે એ લોકો કેરમમાં તો માનસિક ક્ષમતાની પણ નથી જરૂર પડતી અને શારીરિક ક્ષમતાની એટલી બધી નથી જરૂર પડતી તો લોકો બેસી અને કેરમ રમતા હોય છે જે ચાર લોકો એકસાથે રમી શકે ચેસ પણ એવી રમત છે કે જે બે લોકો એકસાથે બેસીને રમી શકે પછી જે મે હમણાં નવી રમતનું નામ લીધું કે લૂડો હવે તો આ પણ વધારે પ્રચલિત થતી જાય છે તો લૂડો પણ એવી એવી રમત છે કે જેની અંદર એકસાથે બેસી અને ચારથી છ લોકો એ રમતનો આનંદ માણી શકે તો હવે આવી બધી રમતો છે કે જે એ લોકો આપણને સમયાંતરે રમતા જોવા મળતાં હોય છે